ગુજરાતની સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે છતાં પણ ગુજરાતની સંસ્કૃતિ એ ભારતની સંસ્કૃતિથી વિવિધ દૃષ્ટિ એ અલગ પડે છે જેમકે જયારે પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજાનો ઉત્સવ ઉજવાતો હોય છે એ સમય એ ગુજરાતમાં નવરાત્રિનો ઉત્સવ ચાલતો હોય છે નૃત્યની અંદર પણ ગુજરાતી પ્રજા અલગ પડે છે ગુજરાતના ગરબા એ ખૂબ જાણીતા છે ગુજરાતી પ્રજા વેપારી પ્રજા હોવાથી વિવિધ દેશો સાથે તેનું આદાન પ્રદાન ચાલુ રહ્યું છે અને એટલા માટે ભાષા ભુષા વગેરેની દૃષ્ટિએ ગુજરાતી પ્રજા એ દેશની અન્ય પ્રજાઓ કરતાં જુદી તરી આવે છે